કલા અને હસ્તકલામાં રોકાયેલા લોકોની સોશ્યલ મીડિયાએ ઘણી રીતે મદદ કરી છે મેં પણ ઘણીવાર સોશ્યલ મીડિયામાં આવા જ કલા અને હસ્તકલાને લગતા ઘણાં એવા વિડીયો મેં સોશ્યલ મીડિયા પર મૂકેલા છે જેનાથી લોકો પ્રભાવિત થાય છે અને તેમની જે કલા છે તેમાં કંઇક વધારે નવું શીખે અને જે તેમના તેમના માટે મદદરુપ થાય કારણ કે કલા અને હસ્તકલા એ લોકોને ઘણીવાર તેમનું જીવન જરુરિયાતમાં તેમની રી આ આર્થિક રીતે સહાયતા કરે છે મેં ઘણીવાર એવા વિશેષજ્ઞોના વિડીયો પણ સોશ્યલ મીડિયા પર મૂક્યા છે જેનાથી લોકોને તેમનાં કલામાં કંઇક શું નવો વધારો કરવો છે શું કંઇક થોડું ઉમેરવું છે તેનાથી તે જાણકાર થાય આર્ટ અને ડ્રાફ્ટ યુ ટુયુબ ચેનલો પણ હું ફોલો કરું છું અને તેમાં પણ જે વિડીયો હોય તે હું સોશ્યલ મીડિયા પર મૂકું છું અને તેન લોકોને તેનાથી જાણકાર પણ કરું છું અને લોકો તે પસંદ પણ કરે છે અને નવા વિડીયો મોકલવા માટે આગ્રહ પણ કરે છે જેનાથી હું પ્રભાવિત થઇને આ મારું આ કામ હું ચાલું જ રાખું છું